હા મેં ડ્રોઈંગ અંગેની જે માહિતી છે એ યુબીએસ યોજના દ્વારા મારું જે વતન છે ત્યાંથી જે સરકાર દ્વારા જે કાર્યક્રમો થતાં હતા ત્યાં ક્લાસ કરેલા છે તમામ પ્રકારનાં જે કલર છે એ વિષેની માહિતી ડ્રો કરવાની માહિતી એની અંદર ડ્રોની અંદર રંગ પૂરવાની માહિતી મેં મારા જે ડ્રોઈંગનાં શિક્ષક છે એમની પાસેથી જ શીખેલી